હા હું મારા અભ્ચાસ વિશે કહી શકું મારો એકથી બાર સુધીનો અભ્યાસ આ વર્ષે જ પૂરો થયો છે અત્યારે હાલ હું કૉમર્સમાં અભ્સાસ કરું છું જેમાં ખાસ કરીને અકાઉન્ટ્સને લગતું ભણવાનું આવે છે બધા જ લોકોને એમ લાગતું હોય છે કે એકાઉન્ટ્સ એ બહુ અઘરું હોય છે પણ મારા મતે તો જો ધ્યાનથી શીખીએ તો આવડી જાય તેવું જ હોય છે એકાઉન્ટ્સ એ એવી વસ્તુ છે કે જે લખતા આવડતું હોય તો તે વ્યક્તિને બધી જ જગ્યાએ રોજગાર મળી રહેતો હોય છે કારણ કે બધા જ નાના હોય કે મોટા હોય બધા જ ધંધા અને રોજગારમાં હિસાબ રાખવા માટે એકાઉન્ટ્સ તો લખવામાં આવતું જ હોય છે તેથી મને આ ન આના લગતો અભ્યાસ કરવાનું બહુ વધુ પસંદ પડે છે